પહેલાં તો આપણા ગામડાઓમાં દીકરીઓને ભણાવતાં જ નહીં હવે દૂર મૂકવાની તો વાત જ ના આવતી એટલે ભારત સરકારે આપણા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક દીકરીઓ ભણે અને આગળ વધે એટલા માટે એને ઘરેથી સ્કૂલે જવા માટે સાઇકલનું વિતરણ કર્યું બરાબર લૅપટોપો આપ્યા ફ્રીમાં અને આજે પણ ઘણી બધી સહાયો આપે જ છે અને એમાં મારી હા છે કેમ કે આ યોજનાઓ કારગર છે દરેક દીકરી આજે અહીંથી એને એક કિલોમીટર ભણવા જવું છે તો પોતે એની સાઇકલ ઉપર શાળાએ સમયસર પહોંચી શકે છે અને શાળાએથી સમયસર ઘરે આવી શકે બીજું કે આજનો જમાનો ઇન્ટરનેટનો છે અને ઇન્ટરનેટમાં આજે અ જે લૅપટૉપ આપવામાં આવે છે લૅપટોપમાં એને સમગ્ર શિક્ષણની દરેક જે કાંઈ એને મેળવવું હોય આજે ગૂગલ ઉપરથી અને સર્ચ કરી અને શિક્ષણ એ વાંચી શકે છે એમાંથી યાદ કરી શકેે છે માનો કે જે કોઈ ભણતી હોય ભણતી હોય દીકરી એને એમાં ન સમજાય તો ગૂગલ પર સર્ચ કરી અને એ પ્રશ્નનો એ જવાબ મેળવી અને આગળ વધી શકે છે એટલે આજે ભારતની અંદર જે આજે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે જે સાઇકલો લૅપટૉપ જે યોજનાઓ અમલમાં મૂકી છે તે એકદમ સારી છે અને આ યોજનાઓ કારગર પણ છે કે જેનાથી આજે શિક્ષણનું સર્ચ વધ્યું છે છોકરીઓમાં આજે સારી સારી કેડ ન જગ્યાએ સારા સારા રોજગારમાં સારી સારી ફેક્ટરીઓમાં સારા સારા ઉદ્યોગોમાં બહેનો આજે આગળ વધી છે આજે વકીલો ડૉક્ટરો અ ઍન્જિનીયરો જેવી સારી સારી પોસ્ટો ઉપર આજે નોકરી કરી રહી છે કરે છે મેજિસ્ટર જેવી હોદ્દા પર બહેનો છે એટલે આ બધી યોજનાઓ એટલા માટે આપી છે કે દીકરી પ્રોત્સાહિત બને કે ભાઈ મને શાળાએ ભણવા જઇશ તો સાઇકલ મળશે મને લૅપટૉપ મળશે મને મફત શિક્ષણ મળશે મને ચોપડા મફત મળશે મને ડ્રૅસ મફત મળશે એટલે આમાં તો મારી હા છે